બે હજાર ઓગણીસમાં મેં હિમાચલ પ્રદેશ દિલ્લી પંજાબ ઉત્તરપ્રદેશ એ રાજ્યોની યાત્રા કરી તી જે બહુ આનંદદાયક હતી કેમ કે અમે આખી જ જે યાત્રા છે એનું આયોજન અહીંયાંથી કરીને ગયા હતા અહીંયાંથી સુરતથી અમારી હવાઈ માર્ગે મુસાફરી હતી દિલ્લી સુધી અને દિલ્લીથી એક ઇનોવા કાર અમે કરી હતી એ ઇનોવા કારમાં અમે અગિયાર દિવસ ફર્યા તો અગિયારે અગિયાર દિવસ એ ભાઈ અમારી સાથે જ હતા અને અમે જે યાત્રા નક્કી કરીને ગયા હતા એના કરતાં વિશેષ સ્થળોએ એ અમને લઈ ગયા જેમ કે એમણે અમને મનાલી માટે એવું કીધું કે તમે આજે બહુ સારો દિવસ છે આજે તમે બરફમાં જઈ આવો તો તમને વધારે મજા આવશે તો અમે જે દિવસે બરફમાં સોલાંગ વેલી ગયા ત્યારે ત્યાં એકદમ જ સૂર્યપ્રકાશ અને ક્લીન ડે હતો એકદમ જ એટલે ત્યાં અમને બરફમાં આનંદ કરવાની બહુ મજા આવી પછી ત્યાંથી અમે મનાલીથી ડેલહાઉસી આવ્યા ખજીયાર આવ્યા ત્યાં ખજીયારના જંગલોમાં ત્યાં મેદાનમાં ફર્યા ત્યાંથી પંજાબ વાઘા બોર્ડર આવ્યા વાઘા બોર્ડર જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં રિટ્રીટ સેરેમની થાય છે એ રિટ્રીટ સેરેમનીમાં અમે રોકાયા જોયું અને બહુ આનંદ થયો ત્યાં આમ એકદમ દેશભક્તિ જાગી ગઈ ત્યાંથી અમે દિલ્લી આવ્યા દિલ્લી સ્વામિનારાયણ અક્ષરધામ છે કે જે દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે ત્યાં ફર્યા ત્યાંથી દિલ્લી દર્શનમાં અલગ અલગ બધું લાલ કિલ્લો છે રાજ ઘાટ છે ત્યાં બધે ગયા આગ્રા આવીને આગ્રા તાજ મહેલ જોયો ત્યાંથી ગોકુલ મથુરા કૃષ્ન ભગવાનનું જન્મસ્થાન છે મથુરામાં ત્યાં બધે દર્શન કર્યા અને ત્યાંથી પછી પરત હવાઈ માર્ગે સુરત આવી અને યાત્રા પૂર્ણ કરી પણ એ બહુ આનંદાયક યાત્રા હતી અમારી